આપણે ખાવાનું તો બધાને શોખ હોય છે જ અને મને પણ ખાવાનું ઘણું બધુ અલગ અલગ ટ્રાય કરવાની તો બહુ ઘણી મજા આવે છે ખાવામાં પણ લોકડાઉન તો એવું ટાઈમ હતું કે જેમાં જેટલું બ જેટલી આપને આપણે ક્રિયાઓ કરે ઓછી હતી અને લોકડાઉનમાં તો ઘણા બધા પ્રયત્નો કરી લીધા ખા રાંધવામાં પણ ખાવામાં પણ ઘણા બધા પ્રયત્નો કરી લીધા એટલે નાસ્તામાં પેલું મેંદુવડા જે જે છે એ પછી યુટ્યુબમાં જોઈ જોઈને ઘણી બધી વેજીટેબલ્સ વેજીટેબલ્સની વાનગીઓ બનાવી અ ઈડલી સંભાર પછી ઢોકળા એ પાણીપુરી બાળકોને જે બહુ જ મજા આવે છે ખાવાની પાણીપુરી એ બાળકોને પીઝા ખાવાની પણ ઘણી મજા આવે છે પીઝા હોય બર્ગર હોય પછી ફ્રેન્ચ ફ્રાઈસ હોય એ બધું જ બધુ જ બાળકોને પણ અલગ અલગ વાનગીઓ બનાવીને ખવડાવી લોકડાઉનમાં તો અને અને જે ઘરમાં ઓલ્ડ પીપલ છે એમને પણ પરાઠા કે આલુના કે ગોબીના એ બધી ખાવાની એમને પણ મજા આવે છે તો એ બધું એમના માટે પણ અલગ અલગ રીતે રાંધી રાંધીને ને એમને પણ મજા પડી ગઈ ખાવાની